અને હૉસ્ટેલમાં ગૃહપતિની પણ માગ હતી કે હું ધોરણ દસના વિદ્યાર્થીઓને ગણિતમાં મદદ કરી શકું કારણ કે મારું ગણિત એટલું બધું પાવરફૂલ હતું કે હું મારા મારું પોતાનું સ્ટાન્ડર્ડ આઠમાનું તો હું સોલ્વ કરતો જ હતો પરુંતુ એની સાથે દસના વિધા દસમા ધોરણના જે વિધાર્થીઓ જે મારા ફ્રેન્ડ હતા એ લોકોને પણ હું દસમા ધોરણના દાખલાઓ સોલ્વ કરવામાં મદદ કરતો હતો એ લોકોને જે પ્રોબ્લેમ્સો હતા ગણિતને લગતા એ હું અમને સૉલ્વ કરીને હું આપી શકતો હતો જે જે ખૂબ નવી બાબત કહેવાય કે એક આઠમા ધોરણનો વિદ્યાર્થી દસમા ધોરણના ગણિતના દાખલાઓ સૉલ્વ કરી આપતો હોય તો એ એનું ગણિત કેટલું પાવરફૂલ હશે તો ગૃહપતિ તથા મારા ફ્રેન્ડ સર્કલમાં મારું ખૂબ માન હતું કારણ કે એ બધાને એટલું બધુ આમ લાગતું હતું કે ભઈ આઠમા ધોરણનો વિદ્યાર્થી છે ને દસમા ધોરણનું ગણિત ગણી આપે છે તો એનામાં કેટલું ટૅલેન્ટ છે અને જયારે હું દસમામાં હતો ત્યારે અમે દસમા ધોરણના બધા વિધાર્થીઓએ ટ્યૂશન રખાવેલું હતું તો ટ્યૂશન દરમિયાન ટીચરને જે દાખલાઓ નહોતા આવડતા એ દાખલા હું ગણીને આપી શકતો હતો તો જે ટીચર અમારા જે ટ્યૂશન લેતા હતા એ ટીચરને પણ મારા પ્રત્યે ખૂબ પ્રાઉડ ફીલ થયું કે ખરેખર તારે ટ્યૂશન રાખવાની તો ક્યાં જરૂર છે તું તો ઉપરથી મને શીખવાડે છે આવું એમનું સ્ટેટમેન્ટ હતું